ભારતીય સંસ્કૃતિમાં પરંપરાગત નૃત્ય ઘણી બધી જાતનાં હોય છે જેમકે ગુજરાતનું ગરબા હોય છે પંજાબનું ગિધા હોય છે આસામનું બીહુ હોય છે રાજસ્થાનનું ઘૂમર નૃત્ય હોય છે પછી ત્યાંથી જઈએ બીહું નૃત્ય પછી રાજસ્થાની નૃત્ય ગરબા મહારાષ્ટ્રની લાવણી નૃત્ય ખુબ જ સુંદર અને આકર્ષક ભારતના દરેક રાજ્યોમાં જે અલગ અલગ જગ્યાએ જોવા મળતાં નૃત્ય ખૂબ જ પરંપરાગત શૈલીથી વેશભૂષાથી અને અલગ અલગ ભાષાની

નૃત્ય શૈલીના જે ગીતો છે જેને ગીત ગીત શબ્દથી થકી ગીતમાં વર્ણવામાં આવે છે એ ખૂબ જ મહત્વનાં છે એ જેમકે તમે કોઈપણ નૃત્યમાં શબ્દોને લઈને તમે જે ઉલ્લેખ કરો છો એ ખૂબ જ મહત્વનો છે અને એના પણ અલગ અલગ અને ભાવરૂપી મતલબ થાય છે પરંપરાગત નૃત્ય નર્તક બનવા માટે તમારામાં એક તો કોમળતા હોવી જોઈએ જે તમારા આંખના ઇશારાથી તમે હાથના હાવભાવથી તમે એને દર્શાવી શકો એ હ્રદયનો જે ભાવ છે એ તમારા કોમળ આંખના પલકારાથી હાથની સુંદર આંગળીઓથી એ તમે દર્શાવી શકો છો એના માટે ખૂબ જ જરૂરી છે તમારા હૃદયનો ભાવ જે દરેક અલગ અલગ રાજ્યમાં થતા નૃત્યમાં અલગ અલગ જોવા મળે છે જે જોવામાં ખૂબ જ હૃદયસ્પર્શી હોય છે પંજાબનું ગિધા નૃત્ય હોય છે એવા ખૂબ જ શક્તિશાળી ભાવથી એ લોકો જે નૃત્ય કરે છે જે જોઈને સામે બેઠાં હોય એમને પણ નૃત્ય કરવાનું મન થઈ જાય ત્યાંથી રાજસ્થાન ના રાજ્યોમાં આપણે જોઈએ તો ખૂબ જ સરસ ઘૂમર નૃત્ય કરે છે પરંપરાગત રાજસ્થાની ચણીયા ચોળી પહેરીને નૃત્ય કરી હાવભાવ દર્શાવી જે હાથના લહેકાથી જે કરે છે એ ખૂબ જ સુંદર લાગે છે ત્યાંથી જ્યારે આપણે ગુજરાતથી ગુજરાતમાં ગરબામાં તમને અલગ અલગ શૈલીઓ જોવા મળે દોઢિયા નૃત્ય ત્રણ તાળીનાં ગરબા બે તાળીનાં ગરબા જે લહેકાથી જે ગરબા કરે છે તો જે સામે બેઠાં હોય એ લોકોને પણ ખૂબ જ ઉત્સાહથી ગરબા કરવાનું મન થઈ જાય ત્યાંથી ચાલીએ મહારાષ્ટ્ર જે મરાઠી લાવણી નૃત્ય જ્યારે લાવ લાવણી લાવણી એટલે શું એનો મતલબ થાય છે ખબર એનો મતલબ થાય છે કે તમે ખેતરમાંથી જે પાક લણો છો એ ભેગો કરીને એને એમ લાવણી નૃત્ય કહે છે અને એમાં પણ ખૂબ જ અલગ અલગ ભાવથી સુંદર મહારાષ્ટ્રની નવવારી સાડી પહેરીને નૃત્ય કરી શકે છે જે ખૂબ જ સુંદર લાગે છે જોવામાં મેહુલ નૃત્ય જે આસામનું છે એ ખૂબ જ એટલે ખૂબ જ સુંદર લાગે છે એવું જે પરંપરાગત વેશભૂષા પહેરી ને જે નૃત્ય કરે જે જોવામાં ખૂબ જ સુંદર લાગે છે ત્યાંથી ચાલીએ આપણે કર્ણાટક ભરતનાટ્યમ એ એના જે આંખ આંખના જે પલકારાથી જે ભાવ દર્શાવવામાં આવે છે એ કોમળ ભાવ સામે બેઠેલાંઓને આખી નૃત્યનાટિકા ખબર પડે કે આ શિવશક્તિનું નૃત્ય પ્રદર્શન કરે છે કે રાધાકૃષ્ણ નૃત્ય પ્રદર્શન કરે છે

નૃત્ય જોવામાં એટલું સરસ લાગે છે કે સામેવાળો મન મોહક ભાવથી એને નિહાળ્યા જ કરે અને એના આભૂષણો જેમકે માથામાં ચંદ્ર સૂર્ય ગળામાં હાર પહેરે છે કમરબંધ પહેરે છે હાથમાં જે બંગડીઓ હોય છે ખૂબ જ સુંદર કલાકારીથી સજ્જ હોય અને એ જોવામાં ખૂબ જ ખૂબ જ સુંદર લાગે છે